હું મારો ફુરસદનો સમય છે એ વિવિધ રીતે માણું છું દાખલા તરીકે વાંચન કરવામાં ત્યાર બાદ મને સારા સારી જે ફિલ્મો હોય છે એ જોવાની ગમે છે તો એ જોવામાં ત્યાર બાદ જે નવા નવા વિષયો છે એ શીખવામાં અને એજે વિષયોનું જે નવું નવું છે એ જાણવામાં ઉત્સુક હું હોઉ છું એ રીતે પછી મને સીવણનો પણ શોખ છે તો મારો જે ફુરસદનો સમય હોય તો એમાં જે સીવણનું કામ છે તેમાં નવું નવું જાણવાનું નવી નવી જે ડિઝાઇન હોય છે એ જાણવાને એ બધુમાં મને ખૂબ જ રસ છે આ રીતે પછી ત્યાર બાદ થોડો ટાઈમ જે હોય ફ્રી એમાં મોબાઇલમાં થોડું નવું નવું જાણવાનું ટ્રાય કરું છું કોઈવાર ટીવીમાં સારી સારા પિકચરો જોવામાં પણ પન ટાઈમ પસાર કરું છું પછી સારી એવી ચોપડી હોય એને વાંચવામાં ફુરસદનો ટાઈમ છે એ પસાર કરું છું